હા શ્રીનાથ ટ્રાવેલ એજન્સીમાંથી વાત કરો છો તમે હં હું બોમ્બેથી અહીંયા અમદાવાદ ફરવા આવી છું મારી સાથે અને વસ્ત્રાપુરમાં જે કામા હોટલ છે ત્યાં અમે લોકો રોકાયા છીએ હમણાં અને મને મને બે દિવસ માટે ગાઈડ ડ્રાઈવર અને કારની રિકવાયરમેન્ટ છે તો તમે મને કહી શકો કે કેવી રીતે એના ચાર્જીસને બધું રહેશે

હમ્મ હમ્મ ઓકે ઓકે બરાબર હં હમ્મ

ઓકે ઓકે ઓકે હા પરફેક્ટ તો મ મને કાલે કાલથી મળી શકે ઓકે ઓકે હું તમને એડ્રેસ વોટ્સઅપ કરી દઉં અને મને સાડા નવ વાગ્યે ચા ચાર લોકો છીએ અમે હં કાલે અને પરમ દિવસે બે દિવસ માટે મને રિકવાયરમેન્ટ છે ડ્રાઇવરની અને થોડી કમ્ફર્ટેબલ એવી કાર હોય તો સારું રહેશે રાઈટ રાઈટ ઓકે હમ્મ હમ્મ હમ્મ યસ યસ હમ્મ ઓકે ઓકે

ઓકે ઓકે હા અને તમે ચાર્જીસનું પ્લીઝ મને કહી દો ને હમ્મ ઓકે નો પ્રોબ્લેમ સારું ઓકે ઓકે ઓકે સારું સારું થેન્ક યૂ